ફોટોગ્રાફમાં સુધારા કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે સૌથી પહેલાં તો તે વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે તે છબીનું કદ અને તેની સ્પષ્ટતા કેવી છે જો તે જ સારું નહીં હોય તો તેમાં ગમે તેટલો સુધારો કરવા છતાં તે સારું લાગતું નથી તે ઉપરાંત તેની પૃષ્ઠભૂમિનું પણ ધ્યાન રાખવું જરૂરી છે જો તેમાં કોઈ ખરાબી હશે તો તેની અંદર પણ સુધારા કરવા પડશે છબીમાં ક્યાં કેટલો રંગ ઉમેરવો ક્યાં કેટલો પ્રકાશ ઉમેરવો ક્યાં કઈ રીતે કદ ઉમેરવું તે દરેક બાબતોને યાદ રાખીને કામ કરવાનું હોય છે જો વધારે પડતો પ્રકાશ ઉમેરાઈ જાય તો છબી ખૂબ જ પ્રકાશિત દેખાય છે તેની સાચી રંગની ખૂબીનો ખ્યાલ આવતો નથી તેમજ તે કેટલી ઝાંખી છે અને કેટલી નહિ તે પણ જરૂરી છે સુધારાઓ કરવા માટે ફોટોશોપ કોરલડ્રો જેવા સોફ્ટવેરોનું ઉપયોગ કરી શકાય છે જેમાં સૌથી મહત્ત્વનું ફોટોશોપ છે તેમાં ગમે તેવી છબી હોય તેને સુધારીને વ્યવસ્થિત અને આકર્ષિત કરી શકાય છે એ સિવાય ફોનનો પણ શક્ય તેવો ઉપયોગ કરી શકાય છે જ્યારે ફોટો પાડતા હોઈએ ત્યારે જો ખરાબી આવી હોય તો તેને ગુણવત્તા પણ ન જળવાઈ હોય તો તેમાં સુધારા આવશ્યક બની જાય છે